મારો ઓર્ડર રદ કરવા માટે સ્વીગી એપ પહેલા ખોલીશ માય ઓર્ડરમાં જઈશ આજનો ઑડર ખોલીશ કેન્સલ બટન દબાવીશ કારણ જણાવીશ અને કન્ફર્મ બટન દબાવીશ એટલે મારો ઓર્ડર રદ થઈ જશે